ભારતમાં મહત્ત્વના ઉત્સવો ગણાય તો દિવાળી ક્રિસમસ અને ઈદ આ ત્રણ ઉત્સવો મુખ્ય ગણાય પછી દરેક રાજ્ય મુજબ પણ દરેક રાજ્યના અલગ અલગ ઉત્સવ હોય છે કે જ્યાં સારી રીતે ઉત્સવની ઉજવણી થતી હોય છે જેમકે ગુજરાતમાં નવરાત્રિ પંજાબમાં બૈસાખી કેરળ બાજુ જઈએ તો ત્યાં ઓણમ એ રાજસ્થાનમાં હોળી એ દરેક ઉત્સવોની ઉજવણી ત્યાંના સ્થાનિક લોકો છે એ પોતાની રીતે અને પોતાનાં કલ્ચર મુજબ પોતાની જે ત્યાંની રહેણી કરણી છે એ મુજબ ત્યાં ઉત્સવોની ઉજવણી કરતા હોય છે જેમ કે આપણે વાત કરીએ કે દિવાળીનો ઉત્સવ આપણે ઉજવીએ તો દિવાળીમાં સ્ત્રીઓ છે ઘર આંગણે રંગોળીઓ પૂરે છે લોકો ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરે છે બીજે દિવસે સવારે લોકો એકબીજાને નવાં વર્ષની શુભેચ્છા પાઠવે છે એકબીજાના ઘરે જઈને મોઢું મીઠું કરાવે છે એ રીતે ઉત્સવોની ઉજવણી થાય છે દિવાળીની ઈદમાં એક બે મુસ્લિમ બિરાદરો છે એ એકબીજાને ઇફ્તાર પાર્ટી આપી અને લોકોને એકબીજાની સાથે ઈદની ઉજવણી કરે છે ક્રિસમસમાં એ ખ્રિસ્તી લોકો છે એ ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને એકબીજાને નવા વર્ષની ભેટ સોગાદો આપી અને એમનું આગળનું વર્ષ સારું જાય એ માટેની શુભેચ્છાઓ પાઠવે છે એ રીતે અલગ અલગ રીતે દરેક સમુદાય છે તે પોતપોતાની રીતે ઉત્સવોની ઉજવણી કરે છે